ગુજરાતની અંદર ટેકનોલોજીના વધવાથી મનોરંજનમાં ખૂબ સારો એવો પ્રભાવ પડ્યો છે જેમાં આપણે ઘરે બેઠાં ટીવીની અંદર બીજા બધી પીક્ચરો જે ટીવીની અંદર આવતી ના હોય એ કોઈપણ એપ દ્વારા ચાલું કરીને જોઈ શકીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં અનેક રીતની રીલો ને જોઈને મનોરંજન ઉઠાવી શકીએ છે તદ ઉપરાંત કોઈ સારી એવી ગેમથી આપણે પોતાનું મનોરંજન કરી શકીએ છીએ જેથી આપણને બોરિંગ લાગતું હોય તો સારું લાગે છે